ગુજરાતી ભાષા ભારતના વિવિધ ભાગોમાં સંસ્કૃતિક વિનિમય અને કમ્યુનિકેશનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે ખાસ કરીને દેશના પશ્ચિમ વિભાગમાં અને વેપાર ધંધાના ક્ષેત્રોમાં બોલાય છે ગુજરાતી ભાષા એ ગુજરાતની સાંસ્કૃતિક પરંપરાઓ અને ઇતિહાસનું પ્રતિનિધિત્વ કરે છે રાષ્ટ્રીય સ્તરે સ્તરે ગુજરાતી ભાષાના સાહિત્ય સંગીત અને લોકકલા અન્ય પ્રાંતો સાથે સાંસ્કૃતિક વિનિમયમાં મદદરૂપ છે જેને કારણે ગુજરાતની કળા અને વારસો અન્ય પ્રદેશોમાં પહોંચે છે ગુજરાત વ્યાપારનું એક મહત્વપૂર્ણ કેન્દ્ર છે અને ગુજરાતી ભાષા અહીં વ્યવસાયના કક્ષાએ મહત્વ ધરાવે છે ગુજરાતી લોકોને વેપારના નવા ક્ષેત્રોમાં પ્રવેશ કરવાનો માધ્યમ તરીકે કે દેશના અન્ય ભાગોમાં ઉકેલ લાવી શકે છે દેશના વિવિધ રાજ્યોમાં વસતા ગુજરાતી સમુદાયો માટે આ ભાષા એકતા અને સંદેશા વ્યવહાર મહત્વ પૂર્ણ સાધન બની રહે છે તે લોકો પોતાના મૂળ રાજ્ય સાથે સંવાદ કરે છે અને એકબીજા સાથે સબંધો મજબૂત બનાવે છે ગુજરાત પર્યટનનું એક મહત્વપૂર્ણ સ્થાન છે અને ભાષા પ્રવાસીઓ તથા સ્થાનિક લોકો વચ્ચે સંવાદ સાધવા ઉપયોગમાં આવે છે